મારા પ્રમાણે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન અને લોન ટેનિસ એવી રમતો છે જેને ભારતની સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધારે ઓળખાણની જરૂરત છે અને એમને વધારે ઓળખાણ મળે તો એમાં આપણા ભારતીયોના યુવા માટે બહુ સારી વાત કહેવાશે